ગુજરાતી ભાષાની ઘણી જ વિશેષતાઓ છે ગુજરાતી ભાષા ભારતની પ્રાચીન ભાષાઓમાંની એક ભાષા છે જેની ઘણી વિશેષતાઓ છે જેવી કે ગુજરાતનાં વારસા ને ઇતિહાસ છે ગુજરાતી ભાષા સાતસોથી વધું વર્ષ જૂની ભાષા છે આ ભાષા આધ્ય કવિ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ જેવાં મહાન સાહિત્યકારો દ્વારા સમૃદ્ધ થઈ છે ગુજરાતીની લિપિ દેવનાગરીથી વિકસિત થઈ ખાસ કરી ને તેની લિપિમાં અવતરણ ચિન્હો ન હોવાંથી તે વાંચવામાં સરળ પણ છે ગુજરાતી ભાષામાં વિવિધ પ્રાંત અને સમુદાયોની બોલીઓ છે જેમ કે સુરતી કાઠિયાવાડી મેર ચરોતર અલગ અલગ પ્રકારે એ ભાષાને બોલવામાં આવે છે ગુજરાતી સાહિત્યમાં કાવ્યો નાટકો વાર્તાઓ નવલકથાઓ નિબંધોનો વિશાળ ખજાનો પણ છે ગાંધીજીની આત્મકથા સત્યનાં પ્રયોગો પણ ગુજરાતીમાં જ લખાઈ છે ગુજરાતી ભાષામાં સરળતા અને પ્રભાવક્તા છે ગુજરાતી ભાષા સરળ અને મીઠી ભાષા તરીકે ઓળખાય છે તેની પ્રયોગશીલતા અને પ્રસાર ક્ષમતા એટલી છે કે અન્ય ભાષાનાં શબ્દો સરળતાથી શોષણ કરી લે છે ગુજરાતી ભાષાનું સાંસ્કૃતિક મહત્ત્વ પણ સારું એવું છે ગુજરાતનાં લોક અને તેમનાં આધ્યાત્મિક સાંસ્કૃતિક અને સામાજિક જીવન સાથે ગાઢ રીતે એ સંકળાએલી છે

ગુજરાતી ભાષાની આટલી બધી ઘણી બધી વિશેષતાઓ આપણે જાણી ગુજરાતી ભાષા જ એક અલગ અલગ પ્રકારની ભાષાઓ હોય છે તો પણ બધી પ્રાંતની બધે પ્રદેશની બધાય જિલ્લાઓની અલગ અલગ ભાષાઓ હોય છે તેમજ ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ઘણું મહત્ત્વ છે પંજાબમાં પંજાબી ભાષાનું ઘણું મહત્ત્વ છે તેમ બધાય અલગ અલગ પ્રકારની ગુજરાતમાં પણ અલગ અલગ પ્રકાર છે ગુજરાતી બોલવાનાં લિપિ બોલવાનાં બોલવામાં અલગ અલગ પ્રકાર જેમ કે કાઠિયાવાડી બોલી અલગ પડે છે કચ્છી બોલી અલગ પડે છે કચ્છની ખુદની એક બોલી છે કચ્છી બોલી છે તો તે ગુજરાતમાં જ પરંતુ તેની બોલી અલગ છે એ જ મને વધારે પસંદ છે કે વિવિધતામાં એકતાનો સૌ માત્ર એક ઉદાહરણ ગુજરાતમાં જ મળી આવે છે કે જ્યાં જાઓ ત્યાં અલગ અલગ પ્રકારથી લોકોનાં લય બદલાય છે પરંતુ કહેવાનો મતલબ બદલાતો નથી બધાંયનાં લય અલગ અલગ છે બોલવાની રીત અલગ અલગ છે પરંતુ એકતા કઈ રીતનાં રાખવી રાખી શકે તે બદલાતું નથી અને ગુજરાતી ભાષા એ જેટલી સરળ છે એટલી જ મીઠી છે મીઠી ભાષા કહી શકાય કે ગુજરાતી ભાષા હોય ને તો તેને લય અને બોલવાની રીત કોઈ એક વાર સાંભળી જાય તો તે બહું જ મીઠી લાગે છે હું અત્યારે ગુજરાતી જ તો ભાષામાં બોલી રહી છું મીઠું જ લાગતું હશે ને ગુજરાતી ભાષાનું સાંસ્કૃતિક મહત્ત્વ કેટલું છે બધાંય લોકો ને અલગ અલગ ભાષાઓ છે બધાંય પોત પોતાની ભાષામાં અલગ અલગ રીતે પોતાનું મહત્ત્વ દર્શાવે છે ગુજરાતી ભાષાનું પણ એમ જ મહત્ત્વ વધારે છે ગુજરાતી ભાષા કેટલાં વર્ષ જૂની ભાષા છે સાતસો વર્ષ જૂની ગુજરાત ગુજરાતમાં સાહિત્ય પણ એટલું બધું છે ગુજરાતીમાં મહત્ત્વનું તો હોય જ ગુજરાતનાં લોકોએ આગળ વધીને જે ગુજરાતી ભાષાને આગળ વધારી છે ગુજરાતી ભાષા કોને ખ્યાલ નથી ગુજરાત કોને ખ્યાલ નથી ગુજરાતી ભાષાનો બહું જ મહત્ત્વ છે ગુજરાતી લિપિ એ ખુદ એક અલગ અલગ અલગ જ લિપિ છે જે જેટલી બીજા લોકોને કઠિન લાગે છે એટલી જ આપણને સરળ લાગે છે આ લિપિ સરળ જ છે અને તેની બોલીઓ અલગ અલગ પડે છે સુરતી લોકોને અલગ બોલી કાઠિયાવાડીની અલગ બોલી છેકાણીની અલગ બોલી મેરની અલગ બોલી ચરોતરની અલગ બોલી બધાંય લોકો સાથે મળીને અગર વાત કરે તો બધાંયની અલગ અલગ બોલી તો છે જ પરંતુ છે તો બધાંય એક ગુજરાતી એ વસ્તુ કોઈ દિવસ ભુલાતી નથી અને એ વાત મને સૌથી વધારે પસંદ છે કે ગુજરાતી ભાષાની ખાસ આ જ વિશેષતા મને રસપ્રદ લાગે છે કે ગમે ગમે તેટલી ભાષાઓ બદલાઈ જાય ગમે એટલાં લીપીઓ ગમે તેટલી બોલીઓ બદલાઈ જાય લિપિ તો એક જ રહે છે પરંતુ ગમે તેટલી બોલીઓ બદલાઈ જાય ગમે તેટલા વાત કરવાનાં ટોન વાત કરવાની ઝલક ઝલક તમારી બદલાઈ જાય પરંતુ ગુજરાતી એ ગુજરાતી જ રહે છે